હા હું જ્યારે દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે તે મારી શાળાની દોડની સ્પર્ધામાં ભાગ લીધેલો હતો તે દોડ ચારસો મીટર દોડ હતી તે વખતે અમારા શારીરિક શિક્ષણના સર દ્વારા અમને તે દોડ માટેની જરૂરી કસરતો છે જે જરૂરી પ્રેક્ટીસ છે તે અમને કરાવી હતી જેથી અમને સારું અમારામાં પ્ર પ્રભાવ થયો હતો અમારી દોડ પ્રવૃત્તિમાંથી અમારા માટે જે આરોગ્યપ્રદ રહે તેના માટે સરે અમારા પાછળ ખૂબ જ મેહનત કરી હતી જે દિવસે સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે અમે જેટલી પણ છોકરીઓ હતી તે બધી છોકરીઓએ અમારા સરે અમને જે શીખવાડ્યું હતું તેના અનુસાર અમે બધાએ મેહનત કરી હતી અને તે જ અનુસાર અમે દોડ્યા હતા તે તે વખતે દોડની સ્પર્ધામાં અમે દસ છોકરીઓ હતી તે દસે છોકરીઓએ ખૂબ જ મહેનત કરી હતી કારણ કે અમારા સરે અમને સમજાવેલું જ હતું કે આ કોઈ પણ સ્પર્ધા માટે શારીરિક સ્વાસ્થ આપણું સારું રહેવું ખૂબ જ જરૂરી છે સ્પર્ધાના દિવસે અમે જ્યારે દોડ્યા હતા તે વખતે પણ દસ છોકરીઓમાંથી મારો ત્રીજો નંબર આવ્યો હતો અને અમારા સર પણ અમારાથી ખૂબ જ ખુશ થયા હતા અને જેમને પણ પ્રભાવિત કર્યું ત્યારથી લઈને આજ દીન સુધી દોડની સ્પર્ધામાં ભાગ લેવાનું ચાલુ જ રાખ્યું હતું